હેલો શું કરો અચ્છાં એવું છે પછી અચ્છાં એવું છે ઓકે

એવું છે પછી બરાબર તો ત્યાં એટલે કેવું છે ફરવાં જેવું બરાબર છે બોલો વિલ્સન હિલ છે ફરવાં જેવું વિલ્સન હિલ સરસ છે ફરવામાં મજા આવે ત્યાં હિલ સ્ટેશન પર ત્યાં બધું એટલે થોડુંક રમવાનાં સાધન ને એવું પણ છે અને ત્યાં ત્યાંનાં રસ્તા પણ બહું મસ્ત છે પછી આ પારનેરા છે પારનેરા બી માતાજીનું મંદિર છે ત્યાં પણ બહું સરસ છે અત્યારે તો અહીંયા આ જલારામ ખમણવાળું નીકળેલું છે પછી બીજુ તો અહીંયા બધું એ એટલે બીજુ તો અહીંયા ઓરિઝોન હોટલ છે પણ એટલે એ બધું એ જ છે અહીંયા ફરવાં જેવું ફરવાં જેવુમાં તો આ છે ને જમવામાં તો આ બે હોટલ ને એવું છે બોલો બીજુ હેલો વિલ્સન હિલ તમારે જવું હોય ને તો તમારે પહેલાં અહીંયાથી સીધું ધરમપુર જવાનું પછી ધરમપુર આગળથી લેફ્ટ ટર્ન મારી ને પછી સીધું ઉપર જ જયા કરવાનું ને હવે ત્યાં હિલ સ્ટેશન છે એટલે ત્યાં તો બધું મેગી ને એવું જ મળે એટલે આપણે થોડોક ત્યાં નાશ્તો લઈ જવાનો અને ત્યાં મસ્ત ફેમેલી સાથે નાશ્તો કરવાં બેસવાનું બહું બહું મસ્ત છે મજા આવે એવું છે ને જમ બસ કંઇ નહીં હવે તો અત્યારે એ અમારું તો આ વિલશન હિલનું અત્યારે પ્લાનિંગ કરેલું હતું પણ બધું સ્ટોપ સારું ચાલોને તો આપણે શેમાં જવાનું છે કારમાં જવાનું છે ને સારું ચાલોને તો આપણે બુક કરાવીએ ને પછી સાથે જ જઈએ વિલ્સન હિલ સારું સારું પાક્કું હા હું તિથલ બીચ પણ નથી ગએલી તો આપણે તિથલ પણ જઈશું સાથે અચ્છાં એવું છે સારું ચાલોને સારું સારું તો આપણે જઈએ આવતાં વીકમાં ગોઠવીએ હા ને હા ચાલો ઠેંક યુ